આપણું ભારત છે વિવિધ વાનગીઓ માટે જાણીતું છે ભારતમાં દરેક રાજ્ય વિવિધ વાનગીઓ માટે જાણીતું છે હું ગુજરાત રાજ્યનો રહેવાસી છું અને અમારા ગુજરાતમાં ખાંડવો ઢોકડી થેપલા ઢોકળા વગેરે વગેરે ખૂબ જ પ્રખ્યાત છે અને મારા રાજકોટ જિલ્લામાં આ બધુ ખૂબ જ વધુ પ્રમાણમાં વેચાઈ રહ્યું છે લોકો તેને ખાવાનું ખૂબ જ વધુ પસંદ કરે છે અને તેમનો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે છે મારા ઘરથી લગભગ બે કિલોમીટર આઘુ ગ્રીન લાઈન ચોકડી આગળ એક પટેલ રેસ્ટોરન્ટ કરીને ખૂબ જ સારું એવું ધાબુ છે ત્યાં મને જવું બહુ ગમે છે હું દરેક વિકેન્ડ ઉપર ત્યાં ખાવા જાઉં છું ત્યાંનાં થેપલા અને ઢોકળા મને ખૂબ જ ભાવે છે પણ અમારા રાજકોટમાં સ્ટ્રીટ ફૂડ પણ એટલું જાણીતું છે લોકો તેને ખાવાનું પણ વધુ પસંદ કરે છે અત્યારે ફાસ્ટ ફૂડ એ આપણા ગુજરાતી ખાણાની જગ્યા લીધી છે પણ ગુજરાતી ખાણાનો સ્વાદ પ્રશંસનીય છે ભવિષ્યમાં તેનું સ્થાન કોઈ લઈ શકશે નહીં અને ગુજરાતી મીઠાઈઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપડી રહી છે જેમકે ખીર ઢોકળા